હલો હા તમે અમદાવાદના રહેવાસી છો હા તો હું થોડા ટાઇમ પછી અમદાવાદમાં ફરવા આવી રહ્યો છું હા તો હું જાણવા માગું છું કે અમદાવાદમાં કઈ કઈ ફરવાલાયક ખાનગી સારી સારી જગ્યાઓ આવેલી છે હા હા હા હા હા હા હા બરોબર ત્યાંનું કેવું ટિકિટ પ્રાઇસને કેવી છે હા એનો ટાઇમિંગ અને એવું કાંઈ હા હા બરોબર અને ત્યાં કંઈ ડોક્યુમેન્ટની કે એવી કોઈ જરૂર પડે બરાબર તો બીજું કઈ જગ્યા સારી છે બરાબર હા હા આ બધા ટેમ્પલ વિશે તમે જણાવી રહ્યા છો બરાબર હા હા ત્યાંનો અમદાવાદની સૌથી સારામાં સારી એની મેન જગ્યા કઈ છે જે ફરવાલાયક વધારે છે જ્યાં પ્રવાસીઓ વધારે આવે છે એવી

હા એનો ટાઈમિંગ શું હશે હા હા બરોબર અને ત્યાનું લોકલ ખાવાનું કેવું હશે ત્યાં અમદાવાદનું સ સૌથી ફેમસ આઈટમ હોય ખાવામાં એ શું હશે હા હા બરાબર હા હા એની પ્રાઈસ બધી અલગ અલગ હશે ને બરાબર ખર્ચ ઓછો થશે ઓકે અને પ એક પર્સનની ખર્ચ થશે એક પર્સન પાછળ બરાબર ફરવામાં કેટલા દિવસ લાગે બરાબર તો ધન્યવાદ મને આના વિશે માહિતી આપવા માટે ધન્યવાદ